ગુજરાતમાં સામાન્ય રીતે આપણે જોઈએ તો સેવ ટમેટાનું શાક બાજરીના રોટલા કઢી ખીચડી દાળ ભાત અથાણું છાશ પાપડ તે જોવા મળે છે આ ઉપરાંત તેમાં આપણે જોઈ શકીએ કે મુઠીયા ઘૂઘરા ફરસાણમાં ગાંઠિયા ખમણ ઢોકળા પાતરા પછી સ્વીટમાં આપણે જોઈ તો ગાજરનો હલવો ખીર વગેરે ખાવામાં આવે છે અને આ ઉપરાંત રસોઈની રસોઈની કળાઓમાં અલગ રીતે જોઈ તો આપણે જે પુડલા માલપુવા કે જેને કઈ માલપુવા જેને કહી છે તે ઢોસા ને મળતી આવે એવી વાનગી છે જે સ્વીટ હોય છે બાકી બીજું સાટા હોય છે જે સ્વીટમાં આવે છે અને ઊંધિયું એ ગુજરાતની પ્રખ્યાત વાનગી છે